હલો કેમ મેં જે અમૃતભાઈ બોલું છું મેં જે આપની ટેક્સી ભાડે કરી છે પણ અનિવાર્ય કારણોનાસર જે હું પોલીસ સ્ટેશનની બાજુમાંથી બેસવાનો હતો તે હમણાં મેં સ્થળ બદલ્યું છે કે જે હું બસ સ્ટેન્ડની પાસે ઊભો છું અને મને ત્યાંથી તમારે પિકઅપ કરવાનો છે બરાબર કારણ કે મારે અનિવાર્ય કારણોસર ત્યાં જવું પડ્યું એટલે ત્યાંથી જ મને પિકઅપ કરી લેશો આપના ડ્રાઈવરને કહી દેશો અને ડ્રાઈવર વ્યવસ્થિત મૂકજો ગઈ વખતે હું તમારા ડ્રાઈવરનું વર્તન બરોબર હતું નહીં ગાડીમાં સાફસફાઈ નહોતી મારે અહીંથી અમદાવાદ સુધી જવાનું હોય પૂરતા કાગળો ન હોય રસ્તામાં પોલીસ રોકે તેને જવાબો દેવામાં અમારો ટાઈમ વેસ્ટ જાય માટે તમને વારંવાર કહવું ન પડે એટલે વ્યવસ્થિત ગાડી ગઈ વખ્તેને આ વખ્તે કઈ ગાડી મૂકો છો ઇનોવા મૂકજો સારી ગાડી અને મને ટાઈમસર પિકઅપ કરે એ રીતે ગાડીને મૂકી દેજો રસ્તામાં હેરાન ન થઈએ અમારો ટાઈમ વેસ્ટ ન જાય એ રીતે તમે જે મેં તમને નવા બસ સ્ટેન્ડ જોડે કીધું ત્યાં આપની ગાડી રાઇટ ટાઈમે મને મળી જાય અને હું ટાઇમસર સામે પહોંચી જાઉં એવી રીતે આપના ડ્રાઈવરને આપ જાણ કરી અને એને મારો ન મોબાઈલ નંબર આપી દેજો કે જેથી કરી મને રાઇટ સમયે એ પિકઅપ કરી શકે